બોલો કોણ બોલો છો એ જેતપુરથી બોલું છું મારી મારા ખેતર પર છું વાડી વાડીએ

હા જે જુનાગઢ જે રીચ છે ને એ આ વખતે આપણે વાવી છે સારામાં સારી છે એનો ઉતારેય સારો ઉતારેય સારો છે અને વજનદાર છે અને વેચ વીસ તો તમને બધાને પણ જે વેચતા હોય તમે પૂછશો ને તો ય ખ્યાલ આવશે તો તમે તો વેપારી છો ઉદ્યોગપતિ છો તો તમને તો ખ્યાલ આવે ને એમાંથી તેલનો ભાવ શું છે આપણે સીંગના ગવર્મેન્ટે જે નક્કી કર્યા હોય એનાથી દસ રૂપિયા તમારે ઓછા આપવાના બરાબર સરકારે ભાવ નક્કી કર્યો છે બાંધણું જે કર્યું છે એ તમે જાણી લેજો અને પછી દસ રૂપિયા ઓછા આપજો તોય ચાલશે એનો ઉતાર એટલે એ તમારે કેટલો કેટલી મગફળી લેવાની છે એ મને કહો હા બરાબર હા તો દસ ગાડી તમાર લેવી હોય તો અમે એમ અમારા ભાઈનું બાજુમાં ખેતર છે ને એમાંથી બાકીની આપીશું પણ એ છે ને મારા જેવી નથી એટલે તમે એક કામ કરો તમે તમારું કામ કારખાનું ચાલું થઈ જાય ત્યાં સુધીમાં બીજો માલ હું તમને પહોંચાડી દઈશ બરાબર એટલે અને તમે જો બિયારણ મને આપો પછી પાછું આપો જે થોડું તો હું તમને પાછું બીજે વખતે તમને આ રીતે ભાવમાં ફેર કરી દઉં એ રીતના થાય બરાબર અને ધારે અને મારે છે ને તમે તમારા ત્યાં એક્સકેલસ છે ને ઘાણાં છે ને તો મારે અહીંયા પશુપાલનનો ય ધંધો ચાલે છે હારે તો એ રીતે એનો ખોળ નીકળે ને એ તમારે મને પહોંચાડવાનો બરાબર અને ભાવ તમારે જે હોય એ ભાવ હું લઈ લઇશ હા ચાલો ચાલો